આ વાત છે વીસ જુલાઈ બે હજાર ત્રેવીસની જ્યાં અમદાવાદમાં આવેલ એસ જી હાઇવે સ્થિત ઈસ્કૉન ફ્લાય ઓવર બ્રિજની જ્યાં સૌ પ્રથમ એક થાર અને ડમ્પર વચ્ચે સામાન્ય અકસ્માત થયું હતું ત્યારે ત્યાં હાજર વ્યક્તિઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત માણસોની મદદ માટે તાત્કાલિક ધોરણે પહોંચ્યા હતા તે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત માણસોની મદદ કરતાં હતાં તે દરમિયાન લગભગ એકસો ને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની તીવ્ર ઝડપથી એક કારે ત્યાં સ્થિત લગભગ પચીસ વ્યક્તિઓને એક ઝાટકે જ કચડી નાખ્યાં હતાં જેમાંથી સાત વ્યક્તિઓ તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને સારવાર દરમિયાન બે વ્યક્તિઓના હૉસ્પિટલમાં જ મોત થયા હતા તથા બાકી બચેલા સોળ જણા હજુ પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે મૃત્યુ પામેલા નવ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ ગુજરાત પોલીસમાં પોતાની ફરજ બજાવતા હતા અને તેનો વ્યક્તિઓમાંથી છ જણા બહારના જિલ્લાના હતા તે અમદાવાદમાં માત્ર અભ્યાસ કરવા આવ્યા હતા આ અકસ્માત વિશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલાં દરેક વ્યક્તિને ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે તથા ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને રૂપિયા પચાસ હજારની સહાય કરવામાં આવશે તેમજ નહીં પરંતુ ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ અકસ્માતમાં જે કોઈ પણ ગુનેગાર હશે તેની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ તે ઘટના દરમિયાન જ્યારે પબ્લિક દ્વારા તથ્ય પટેલને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેના પિતા શ્રી પ્રજ્ઞેશ પટેલે ત્યાં તાત્કાલિક ધોરણે હાજર થઈને તેના પુત્રને ત્યાંથી હૉસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો